મિશ્ર ભોજનમાં ઘણી બધી શૈલીઓ પ્રમાણે હોય છે ચાઇનીઝ હોય સાઉથ ઇંડિયન હોય ગુજરાતી હોય કાઠિયાવાડી હોય મારવાડી હોય દરેક દરેકની ભોજનની અલગ અલગ શૈલીઓમાં લોકો બનાવતા હોય છે જેવી રીતે સાઉ સાઉથ ઇંડિયનમાં સાઉથ ઇંડિયનમાં ઉત્તપમ ઇડલી ઢોંસા સાઉથમાં બનાવે તેના કરતાં આપણા આપણે જાતે બનાવી તેમાં કંઈક જૂદું જ રીતે બનાવતા હોઈએ છે ઇડલીમાં ઇડલીમાં બી સંભારમાં બધા જ વેજીટેબલ નાખીને બનાવીએ ઉત્તપમમાં બી વેજીટેબલ નાખીને બનાવીએ ઢોંસામાં બી આપણે અલગ અલગ ઢોંસા જાત જાતના બનાવીએ જેવા કે રવા ઢોંસા નહિ એ પેલા સાદા ઢોંસા બધા અલગ અલગ પ્રકારના બનાવી દરેકમાં અલગ અલગ રીત રીત હોય તે પ્રમાણે આપણે બનાવતા હોઈએ છીએ અને પછી અંદર વધારે અહીંયાં બધું ગુજરાતમાં લોકો વધારે બધું મસાલાદાર ખાય તેમાં વધારે મસાલા નાખીને અલગ અલગ બને તેવી રીતે ચાઇનીઝ પણ બધું વાર બહુ બને ચાઇનીઝમાં બી મંચુરિયન છે ફ્રાઇડ રાઈસ છે બધા રાઈસ બનાવીને અલગ અલગ બધું બનાવતા હોય છે અંદર ઓ એમાં કોબીના મૂઠિયા કેપ્સિકમ કાંદા બધુ જરૂર પડતું હોય છે કોબીના મૂઠિયા બનાવીને અંદર કાંદા અને કેપ્સિકમ નાખીને એ કરતા હોય છે તેવી તેવી મસાલાદાર બનાવતા હોય છે તેવી રીતે અલગ અલગ રીતે ખાય છે ચીનમાં ખાતા હોય કે ના ખાતા હોય પણ આપણા અહીંયાં ઈન્ડિયામાં વધારે સારી રીતે એને બનાવી શકીએ છે તેવી જ રીતે કાઠિયાવાડી બનાવે તો કાઠિયાવાડમાં બી અલગ અલગ પદ્ધતિથી લોકો બનાવતા હોય છે જાતજાતના શાક બનાવતા હોય છે આમાં બેંગનનું ભરતું રોટલા બાજરીના રોટલા કઢી ખીચડી છે તેવું બધું કાઠિયાવાડમાં બનાવતા હોય તે અલગ અલગ શાક કાજુ ગાંઠિયાનું શાક લસણ લસણનું શાક અલગ અલગ શાક બનાવતા હોય છે સેવ સેવ ટામેટાંનું શાક અલગ અલગ પ્રકારના બધા શાકભાજી બનાવતા અલગ અલગ બનાવતા હોય મિશ્ર ભોજન બધું બનાવી હોતું હોય છે તેવી જ રીતે મારવાડીમાં મારવાડી લોકો બી અલગ અલગ કરી ગટા ગળીને પછી પેલું એ બનાવે અંદર પેલું શું કહેવાય અંદર બધું જાતજાતનું બનાવતા હોય છે કાઠિયાવાડમાં બી બધું અલગ અલગ પ્રકારની બધું ભોજન બધા ખાવાનું બનાવતા હોય છે ને બધા અલગ અલગ બનાવતા હોય છે